ના મેં કોઈ શોમાં કે કોઈ પણમાં ભાગ લીધો નથી પરંતુ જે મને અમુક વાનગી ગમતી હોય છે યુટ્યુબમાં કે તે હું ઘરે અ અનુભવ કરતો હોઉં છું એમાંથી અમુક વખત કણે રેસિપિ સારી પણ બનતી હોય છે અને ખરાબ પણ તેને જમવાની છે કારણ કે મારી જાતે બનાવેલી વસ્તુ મને ખૂબ જ ગમતી હોય છે